આ વિસ્તાર માં મુખ્યત્ત્વે મહી સેઢી વાત્રક વગેરે જેવી નદીઓ જોવા મળે છે આ નદીઓનું મુખ્યત્ત્વે તો સિંચાઈ અને ખેતી ક્ષેત્રે જ પાણીનો ઉપયોગ થાય છે આ સિવાય મહીસાગર નદી ઉપર જે મહી નદી છે એને જ મહીસાગર નદી કહે છે એના ઉપર વણાંક બોરી ડેમ આવેલો છે અને આ વણાંકબોરી ડેમ એ ચરોતરના ઘણા બધા વિસ્તારને સિંચાઈ અને ખેતી લાયક પાણી પુરૂં પાડે છે આ સિવાય વાત્રક અને સેઢી પ્રમાણમાં નાની નદીઓ છે જે ઉનાળામાં સુકાઈ જતી હોય છે પરંતુ ચોમાસા દરમ્યાન તેમનો પ્રવાહ ખૂબ જ જોવા મળે છે